ડાયરેક્ટર સાબ રુચિર વાત કરું છું અ અત્યારે હું આપણો જે શૂટ ચાલી રહ્યો છે અત્યારે અમદાવાદમાં તો એ પૂછવા માટે તમને ફોન લગાવ્યો હતો કે અત્યારે બીજો શૂટ ક્યારે કઈ તારીખે છે અને લોકેશન કઈ હશે એવું છે હા ઓકે સારું એવું સારું

સારું અને અત્યારે આ સોંગ માટે અત્યારે કઈ તૈયારી કરવી પડશે મારે અત્યારે સારું

ઓકે એને એક વસ્તુ છે કે કેટલો સમય લાગશે આમાં કેટલો દિવસ લાગશે અમને સારું કહેવાય

સારું ઠીક છે તો હું તમને ત્રણ ચાર દિવસ પછી કોલ કરીશ ઓકે અને મળીએ આપણે હા ચા ઉપર મળીએ સારું સારું ઓકે બાય